અમે બારમું ધોરણની એકઝામ પત્યા પછી અમે ચાર પાંચ મિત્રો જણ થઈને મુંબઈ જવાનો પ્લાન બનાવ્યો હતો ટ્રેનમાં હું મારો મિત્ર મીત વિકાસ ઉજવલ અને તનય એમ અમે પાંચ જણ મુંબઈ જવા નીકળ્યાં અમારો પ્લાન હતો કે અમારે હું વલસાડમાં રહું છું તો મારે વલસાડથી ટ્રેન પકડવામાં થોડીક તકલીફ રહેશે પરંતુ મારા મિત્ર વિકાસે સવારે છ દસ કલાકની ટ્રેનની ટિકિટ કઢાવી લીધેલી હતી તો અમે હું સવારે તે દિવસે પાંચ વાગે ઉઠ્યો અને ગાડી લઈને મારા મિત્ર મિતના ઘરે ગયો એને સાથે લઈને અમે બંને જણ વલસાડ સ્ટેશન પર આવ્યા અને ત્યાંથી અમારી ટિકિટ કલેક્ટ કરી ત્યાં અમારો એક મિત્ર ઊભો હતો તનય તનય સાથે અમે અંદર સ્ટેશનમાં જતા અમને ત્યાં અમારો બીજો મિત્ર ઉજ્જવલ પણ મળી ગયો અને વિકાસ અમને આગળના સ્ટેશનથી જોઈન્ટ કરવાનો હતો તો અમે વલસાડથી બેઠાં થોડાંક જ આગળથી અતુલ સ્ટેશન આવ્યું અને અતુલ સ્ટેશનથી વિકાસ પણ અમારી સાથે બેસી ગ્યો અને ભગવાનની કૃપાથી સવારની સમયે ટ્રેન વલસાડથી જ ઉપડતી હતી તેથી મુંબઈ જવા માટેની લોકલ ટ્રેન પૂરેપૂરી ખાલી હતી તેથી અમને ખૂબ જ સરળતાથી બેસવાની જગ્યા મળી રહી અને અમે બધા બેસી ગયાં પછી ટ્રેન ચાલુ થઈને વિકાસ આવી ગયો અને અમે બધાં બેસી રહ્યાં એમ કરીને અમે એકબીજાની મજા કરતા કરતા વાતો કરતા કરતા મુંબઈ જવા નીકળ્યા જતાં જતાં જતાં જતાં જતાં ઘણાં બધાં સ્ટેશન આવ્યાં જેમ જેમ સ્ટેશન આવ્યાં તેમ તેમ અવનવા માણસો અને અવનવી અવનવી વાતો થવા માંડી અને ટ્રેન ભરાવા માંડી થોડું થોડું થોડું કરીને મુંબઈ જતાં જતાં ખૂબ જ ગીચોગીચ ભરાઈ ગઈ ટ્રેન ટ્રેન ખૂબ જ ગીચોગીચ ભરાઈ જવા ભરાઈ ગઈ હોવાથી અને એકબીજાને જોઈ પણ નહીં શકતાં હતાં એટલી ખૂબ જ ગીચોગીચ ભરાઈ ગઈ પછી અમે ત્યાં મુંબઈ સેન્ટ્રલ ઉપર ઉતાર્યાં અને ત્યાંથી અમે સૌથી પહેલા સિદ્ધિવિનાયક ભગવાનના દર્શન માટે ગયાં ત્યાં અમે શાંતિથી દર્શન કર્યાં પ્રસાદ લીધો અને ત્યાંથી અમે સવારના ભૂખ્યાં હોવાથી બાજુના એક સાદા વડાપાવના થઠેલા ઉપર ગઈને ઊભી રહીને નાસ્તો કર્યો ત્યાં અમે વડાપાવ મિસળ પાવ એમ બે ત્રણ આઈટમ ખાધી ત્યાર પછી અમે એ જ કાકાને પૂછ્યું કે કાકા મુંબઈમાં ફરવા માટેની બીજી જગ્યા કઈ છે તો કાકા એ અમને જણાવતા કહ્યું કે તમે ચર્ચગેટથી મરીન ડ્રાઈવ અને ગેટ વે ઓફ ઇન્ડિયા જોઈ શકો છો તો અમે ત્યાંની લોકલ ટ્રેન જેમાં અમને ટીકીટ પણ કાઢતા આવડતી ન હતી તો ત્યાંના લોકલ ટીસીએ અમને પૈસા લઈ સરળતાથી લોકલ ટ્રેનની ટિકિટ કાઢી આપી અને અમે ત્યાંથી ટ્રેનમાં બેસીને ચર્ચગેટ નીકળી ગયાં ટ્રેનની વાત કરો તો ખૂબ જ માછલાવાળી ગંધ આવતી હતી બેસવાનું બહુ ફાવ્યું નહીં પરંતુ જેમ તેમ કરીને અમે ચર્ચગેટ પહોંચી ગયાં ચર્ચગેટ પહોંચી અમે સૌથી પહેલા ગેટ વે ઓફ ઇન્ડિયા જવા નીકળ્યાં ગેટ વે ઓફ ઇન્ડિયા જવા માટે ચર્ચગેટ પાસે એક ક્રિકેટનું ગ્રાઉન્ડ અને ચર્ચગેટનું જે ગેટ છે તે જોઈને પછી અમે ગેટ વે ઓફ ઇન્ડિયા પહોંચ્યા ખૂબ જ લાંબી મુસાફરી તે પણ ચાલીને પૂરી કરી કારણકે મુંબઈમાં ટેક્સીના પણ ઘણાં બધાં પૈસા લઈ લે છે અને પૈસા બચાવવા માટે મારા મિત્રો સાથે ગમ્મત કરતાં કરતાં હરતા ફરતા અમે ચર્ચગેટ પહોંચ્યા તડકા ઉનાળાનો સમય હતો પરંતુ મુંબઈમાં આજુબાજુ પર વૃક્ષો ઘણાં હોવાને કારણે જે ચાલવાનો રસ્તો હતો તેના પર એક છાંયડો હોવાથી તાપ લાગતો ન હતો તેથી અમે ચર્ચગેટ પહોંચ્યા ત્યાં ફોટાં પાડ્યાં લોકેશન નિહાળ્યું મજા કરી અને ત્યાંથી પછી અમે મરીન ડ્રાઈવ ગયાં મરીન ડ્રાઈવ ઉપર અમારા દોસ્તથી એક ભૂલ થઈ ગઈ એનથી ત્યાં થુંકાઈ ગયું અને તેને બસો રૂપિયાની પેનલ્ટી ભરવી પડી પેનલ્ટી ભરી પરંતુ એ માસીએ અમને રસીદ આપી નહીં તો અમે એ રસીદ લેવાની આજીજી કરી અને કહ્યું કે અમને રસીદ આપો અમે બસો રૂપિયાની વિકાસની થૂકેલી રસીદ લઈને પાછા અમે ચર્ચગેટ સ્ટેશન પાસે આવ્યાં ત્યારે મારો મિત્ર ઉજ્જવલ કહે કે ચાલો અહીં એફ એસ માર્કેટમાં સસ્તા ભાવમાં કપડાં લઈએ તો મેં કીધું ચાલો પછી અમે એફ એસ માર્કેટમાં સસ્તાં કપડાં લીધાં ભાવતાલ કરાવેલું શોપિંગ કરી અને સાંજે પાછા ચર્ચગેટથી મુંબઈ સેન્ટ્રલ આવી મુંબઈ સેન્ટ્રલથી ક્વીનમાં બેસી પાછા સાંજે દસ વાગે એટલે વલસાડ પહોંચી ગયાં આ હતી અમારી મુંબઈની બાળપણની સફર